યોગ શરૂ કરતાં પહેલાં સૌથી મહત્ત્વની સલાહ હું તમને એ આપીશ કે યોગ જે છે તે તમારે દરરોજ કરવાનો છે એનો ઉપયોગિતા તો જ તમને ખબર પડે છે કે યોગથી શું તમને એના બેનિફિટસ્ થાય છે સાથે યોગ કરવામાં સૌથી મહત્ત્વનું એ છે કે શ્વાસ લેવા અને શ્વાસ છોડવા પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે શરૂ કરતા સમય તમને સરળ આસનોથી આપણે જે સૂર્ય નમસ્કાર યોગમાં જે સૌથી પ્રખ્યાત છે તો સૂર્ય નમસ્કારથી આપણે રોજે જ ચાલુ કરીશું અને એવી સલાહ આપીશ કે સૂર્ય નમસ્કાર રોજના દસ તમારે સવારે કરવાના તો એની જે બેનિફિટ્સ છે તે તમારાં શરીર પર તરત જ દેખાશે તમને ખૂબ શાંતિ લાગશે તમને પીસ શાંત મળશે તમારા સ્વભાવમાં સુધારા તમને દેખાશે તમારા જે બોડી તમારું છે આખું બોડી છે આત્મા છે એ બધું છે તમને એનું કનેક્શન છે એ તમને ફીલ થશે તો એવી જ રીતના હું સલાહ આપીશ કે યોગ એ એક દિવસનું કામ નથી યોગ હું તમને સલાહ આપીશ કે દરરોજ કરવું જોઈએ અને જો યોગના આસનો દરરોજ ના થાય તો તમારે ખૂબ જ જરૂરી છે કે તમારો જે શ્વાસ જે પ્રાણાયામ છે યોગમાં જે પ્રાણાયામ ખૂબ જ વિખ્યાત છે તો પ્રાણાયામ તમારે દરરોજ જે અત્યારનું લાઈફ સ્ટાઈલ આપણે જીવીએ છીએ જે અત્યારની રોજિંદા જે જિંદગી આપણે જીવીએ છે જે પ્રમાણેનું કુદરતી વાતાવરણ હોય છે તો તેનાં માટે પ્રાણાયામ ખૂબ જ મહત્ત્વનું છે તો રોજ જ દસ ટાઈમ સૂર્યનમસ્કાર જે નવા હોય છે યોગ કરવા માટે તો દસ ટાઈમ સૂર્ય નમસ્કાર કરો અને સાથે સાથે પ્રાણાયામ કરો તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે